અમદાવાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓની પ્રણાલીની હિસ્ટ્રી હિસ્ટ્રી જે છે તે હૉસ્પિટલ તાલુકા લેવલે સી એચ સી સામૂહિક આય અ આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ લેવલે યુ એચ સી અર્બન હૅલ્થ કેન્દ્ર તેમજ પી એચ સી જે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે તો જે સર્વે છે તે પ્રમાણે પ્રાથમિક લેવલે આરોગ્યની સુવિધાઓ અને ઑપરેશન અને સર્જરી લેવલ સુધી સુવિધાઓ છે પણ જે સામૂહિક હૅલ્થ સે હૅલ્થ વર્કર છે સી એચ ઓ સી એચ ઓ અને એફ એ એફ એચ ડબલ્યુ અને એફ એચ ડબલ્યુ આશા વર્કર દ્વારા છેવાડે પહોંચી વળે છે આયુષ્યમાન ભારત અને સ્વરછ ભારત મિશનના જે પોષણ યોજના તેઓ માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા સામૂહિક જરૂરિયાતોનો પૂર્ણ થાય છે આયુષ્યમાન ભારતમાં કૌટુંબિક દરેક વ્યક્તિને આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ મળી રહે છે જેમાં દરેક બીમારી આવરી લેવામાં આવે છે અને જેના દ્વારા બધી જ બીમારીઓ કૅશલેસ થઈ જાય છે અમદાવાદ જ જિલ્લાની આરોગ્ય સેવાઓ ખૂબ જ ઝડપી અને સારી છે અને તે તાત્કાલિક સમયમાં આપણને મળી રહે છે જેમ કે એકસો આઠ છે એકસો આઠની સુવિધા પણ ખૂબ જ સારી છે આ સુવિધાઓ જે તમને ત્વરિત ધોરણોમાં ઉપલબ્ધ હોય છે તેની સાથે ઘણી બધી યોજનાઓ છે જેનાં દ્વારા પણ આપણે તાત્કાલિકના ધોરણે આરોગ્યની સેવાઓ આપણને મળી રહે છે તો આમ અમદાવાદ જિલ્લામાં જે આરોગ્ય સેવાની પ્રણાલી છે એ બહુ જ સારી છે જેને કહેવાય કે બધી જ હૉસ્પીટલોમાં આપણને સારી એવી સુવિધાઓ મળી રહે છે જેની અંદર નર્સ છે ડૉક્ટર છે આશા વર્કરો છે કે જે રસીઓ આપે છે ટાઈમે ટાઇમે બાળકોને તો એ છે પછી સમયાંતરે કોરોના વૅક્સિનોનો ડોઝ છે તો એ સમયાંતરે તમારા મોબાઇલની અંદર મેસેજ આ જાય છે આવી જાય છે કે તમારે આ સમયાંતરે તમારે હવે પ્રથમ ડોઝ પછી એના પછી બીજો ડોઝ તો કોરોના જયારે ફેલાઈ ગયો ત્યારે એની જે રસીકરણ ચાલું થયું હતું એનું જે વૅક્સિનેશન ચાલું થયું હતું એ ખૂબ જ સારી માત્રામાં ગવર્મેન્ટ દ્વારા એક મૅસેજ પ્રાપ્ત કરી મોબાઈલની અંદર અને વન ટુ વન જેમ ત્રણ ડોઝ હતા એ લેવામાં આ આવેલા હતા